મારે એ દિવસનાં ખોરાકમાં સવારે હળવો નાશ્તો પછી બપોરનાં ખોરાકમાં દાળ ભાત શાક રોટલી છાશ અથાણું વગેરે હોય છે જ્યારે રાતનાં ભોજનમાં કઢી ખીચડી શાક રોટલો અથવા તો ભાખરી હોય છે અને આ સમતોલ આહાર થી આપણે આપણું આરોગ્ય જળવાઈ રહે છે અને જે શાકભાજીમાં અમારે લીલોતરી બધી ભાજી અને બીજા શાકભાજીઓ કઠોળનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે અને ચોખા અને અનાજ નિયમિત રીતે લેવાથી આપણે આરોગ્ય જળવાઈ રહે છે